આપણું સનાતન ધર્મ ધર્મ છે એ એક એવું છે કે આપણને એકબીજા સાથે જોડીને રાખે છે અને કહેવાય છે કે ધર્મ એ વહતું હન્તુ ધર્મ રક્ષતે રક્ષીતઃ તસમાદ ધર્મો ન હંતવ્યો માનવ ધર્મ હતો વદતે જો આપણે ધર્મને સાચવીશું તો જ આપણને ધર્મ સાચવશે અને આપણા ધર્મ સાથે અનેક તહેવારો જોડાયેલા છે જેમાંથી મારો યાદગાર તહેવાર હોય તો એ છે દિવાળી એનું રિઝન એવું છે કે દિવાળી પર બાળકોને રજા પણ હોય છે આપણું આખું જ કુંટુંબ એક સાથે મળીને એક સાથે હરેક આ તહેવારને મનાવી શકે છે બાળકોથી લઈને વૃદ્ધો નાના મોટાઓ અને એવું જોવા મળે છે કે દિવાળીનો સમય એવો છે કે કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ વગર દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવે છે આપણે જોઇએ છીએ કે દિવાળી હોય છે ત્યારે આપણાં ઘરમાં ખૂબ જ સરસ મજાના દીવડાઓ પ્રગટાવવામાં આવે છે લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે ખૂબ જ સારી રીતે પૂજન પાઠ કરવામાં આવે છે ઘણી બધી જગ્યાઓએ પણ આપણે મંદિરમાં જઈને પૂજન કરાવીએ છીએ લક્ષ્મીનું પૂજન થાય છે કાળી ચૌદશનું પણ પૂજન થાય છે જ્યાં દિવાળીના પાંચ દિવસો છે એ એટલા બધા સરસ રીતે આપણે ઉજવીએ છીએ અને દિવાળી દિવાળી ક્યારે જતી રહે છે એ ખબર નથી પડતી આપણે નવરાત્રિ પછી સતત દિવાળી માટે તૈયારી કરતાં હોઈએ છે કે દિવાળી માટે નવાં કપડાંઓ લાવવાં પૂજન કરવું આપણું ઘર સ્વચ્છ સ્વચ્છ કરવું ઘરને શણગારવું નવી વસ્તુઓ લઈ આવવી આવી ઘણી બધી વસ્તુઓ છે એ આપણે કરતા હોઈએ છે અને બાળકોને તો આ તહેવાર છે એ ખૂબ જ પ્રિય છે એનું કારણ એવું છે કે લોકો રાહ જોતાં હોય છે આ એક તહેવાર એવો છે કે જે આકાશ છે એ રંગબેરંગી ફટકડાઓથી આમ ઝગમગતું બની જાય છે આપણું ઘર દીવડાઓથી ઝગમગે છે આકાશ પણ ઝગમગતું હોય એવું લાગે છે જેમકે આકાશની અંદર એટલા બધા ફટાકડા ફૂટે છે કે આપણને એવું લાગે છે જાણે કે આકાશ આખું ખૂબ જ તારલાઓથી ભરાઈ ગયું છે એટલે આ બધી વસ્તુઓ છે એ નાની નાની પણ બાળકોને લઈને વૃદ્ધો મોટાઓ હરેક વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય આ બધા જ લોકો આ તહેવારને ખૂબ જ સારી રીતે મનાવે છે અને એમાં જ્ઞાતિ જાતિનો ભેદભાવ વગર બધા લોકો એક્બીજાને નવા વર્ષનાં એ શુભકામનાઓ આપે છે અને એવા ઘણા બધા પ્રસંગો આની અંદર જેમકે કાળી ચૌદશના દિવસે આપણે પૂજન કરીએ છીએ પછી ધનતેરસના દિવસે પણ આપણે લક્ષ્મીજીનું સરસ મજાનું પૂજન કરીએ છીએ દિવાળીમાં પણ કરીએ છીએ આખી બજારો ખૂબ જ લાઇટિંગથી સરસ મજાની રંગબેરંગી લાઇટિંગથી શણગારેલી હોય છે જે જોવા પણ જેને આપણે રોશની કહીએ છીએ જે જોવા પણ આપણે રસ્તા પર નીકળી પડીએ છીએ અને એક જાણે કે નવું જ કંઈક સર્જન થયું હોય ને એ દિવાળી દરમિયાન લાગે છે આપણાં ઘરની અંદર ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે આપણે લોકો એક સાથે મળીને એક બીજા સાથે વાત કરીએ છીએ અને ખાસ કરીને તો આપણી સંસ્કૃતિ મુજબ આપણે નવી નવી વાનગીઓ ઘરે બનાવીએ છીએ આપણાં ઘરે મહેમાન જે આવે છે એને આપણાં હાથથી બનેલી મીઠાઈઓ ખવડાવીએ છીએ તો આ ઉત્સવ છે જે દિવાળીનો એ મારા માટે ખૂબ જ યાદગાર છે એટલે મને આ તહેવાર ખૂબ જ ગમે છે